બાળકો તેમના મુક્ત સમયમાં મનોરંજન માટે દાદી દાદા જોડે બેસીને નવા નવા ઇતિહાસની જાણ લઈ શકે છે અને જાણી પણ શકે છે કે કઈ જગ્યાએ ક્યાં આવ્યું જેમ કે પહેલાંના ઇતિહાસની વાત કરીએ રમતોની વાત કરીએ તો અત્યારના રમતોમાં એ નથી રહ્યું કારણ કે પહેલાની રમતો મોબાઈલ વગરની હતી અને અત્યારની જે રમતો છે મોબાઈલવાળી છે બાળકની વાત કરીએ તો બાળક એક સેકન્ડ પણ મોબાઈલ વગર નથી રહી શકતું તો એ આપણને સમજવું જરૂરી છે કે અત્યારે બાળકો બાળકોને તેમના મુક્ત સમયમાં મનોરંજન માટે આપણે મોબાઈલ વગરની દુનિયામાં એમને કેવી રીતના મનોરંજન કરી શકીએ એ આપણે ધ્યાન રાખવું જોઈએ